હલો હેલો હા મેડમ મારે કોણાર્ક સૂર્યમંદિર દર્શન કરવા જવાનું છે તો તમારી ટ્રાવેલ્સ અવેલેબલ છે હા હા તો હું આણંદ વલ્લભ વિદ્યાનગરથી વાત કરું છું તો ત્યાંથી મારે કોણાર્ક સૂર્યમંદિર જવાનું છે ઓડિશા મંદિરે દર્શન કરવા માટે તો ત્યાંથી પહેલાં મારે હનુમાનજી મંદિર શાહીબાગ અમદાબાદ દર્શન કરવાનું છે અને ત્યાં એક દિવસ રોકાવાનું પણ છે પછીથી ત્યાંથી દર્શન કરીને બીજા દિવસે ઓડિશા નીકળવાનું છે સૂર્યમંદિરે દર્શન કરવા માટે તો તમારે હા તો અમે પાંચ જ માણસ છીએ તો એમના જમવાનું ને એ રહેશે તો સવારે નીકળીએ તો ત્યાંથી આણંદ આણંદથી અમદાબાદ જવાનું છે શાહીબાગ હનુમાનજી મંદિર ત્યાં નાઇટ રોકાવાનું રહેશે બે ટાઇમનું એ રહેશે જમવાનું અને બીજા દિવસે ઓડિશા નીકળીએ તો એ જે એક દિવસ કે બે દિવસ જે લાગે તે અને પછી ત્યાંથી દર્શન કરીને ક્યાંય બીજી કોઇ જગ્યાએ જવાનું નથી ત્યાંથી માત્ર પાછું જ આવવાનું છે આણંદ માટે હા તો કંઈ વાંધો નહીં હું લિસ્ટ અને લઈને તમારી ટ્રાવેલ્સ એજન્સી પર આવીશ અને ત્યાં જે પણ પૈસા હશે એનું કંઈ ઇસ્યુ નથી એ હું ત્યાં પૈડ કરી દઈશ અને આપણે ત્યાં જવાનું કન્ફર્મ જ છે તો હું તમારે ત્યાં એજન્સીએ આવીને તમને રૂબરૂ મળીશ ઓકે